આ યુગમાં ભારતમાં ઘણાં જુદાં જુદાં રાજ્યો છે અને દરેક રાજ્યોની ખાસયિત અને આબોહવાની બાબતમાં શું છે જુદું જુદું કામકાજ છે અ દાખલા તરીકે તમે કાશ્મીર લો તો કાશ્મીરમાં શું છે કે કાશ્મીર તો આમ સ્વર્ગ કહેવાય છે અને સુંદરતાની દૃષ્ટિ એ ત્યાં ખૂબ જ લીલોતરી છે જોવાલાયક સ્થળો છે પછી આ બાજુ આવો તો કેરાલા છે કેરાલામાં બી શું છે કે ખૂબ જ પહાડી વાતાવરણ બી છે ઉંટી છે પછી મસૂરી છે ત્યાં આગળ હિલ સ્ટેશનો છે પછી ત્યાં ત્યાં ત્યાં જોવાલાયક સ્થળો બી ઘણાં છે પછી આબોહવામાં શું છે કે રાજસ્થાન લો તમે હવે રાજસ્થાનમાં શું છે કે ત્યાં ખૂબ જ ગરમી હોય છે હવે ગુજરાતમાં લો તો ત્યાં સામાન્ય વાતાવરણ આવા હોય છે અને ત્યાં વરસાદ બી હોય અને ગરમી બી હોય ઠંડી બી હોય અને બધું લગભગ સરખું હોય પરંતુ ત્યાં અત્યારે શું છે કે વાતાવરણનાં ઠેકાણાં નથી રહ્યાં જુદી જુદી રીતો વૈજ્ઞાનિકો એમના પ્રયોગો કરતા હોય છે એટલે ઉપર પેલા કૃત્રિમ વરસાદથી બી પણ એ લોકો લાવવાનું પ્રયત્ન કરતા હોય છે એટલે એમાં માવઠું થાય છે એટલે વાતાવરણનાં ઠેકાણાં હવે નથી રહ્યાં હવે એમાં શું છે કે જેટલું બી આપણે અખતરા કરવા જઈશું કુદરતની સાથે એટલે કુદરતનો પ્રકોપ તો એમાં થવાનો જ છે